હલો હલો હા પોલીસ સ્ટેશન બોલો

હા મારે કમ્પલેન કરવાની હા મારે બાઇકવાળા મારી ગાડીમાં વાગતા વાગતા રહી ગયા એમની મારે કમ્પ્લેન કરવાની હા આપણે ટોલ નાકા પાસે

ના ના નથી ખબર એ ના ના

બસ બસ એ બીજું કમ્પલેન કરવાની